બાળપણની મુસાફરીની યાદ આમ કહેવાં જાઈએ તો આમ તો પપ્પા અમને બહું ક્યાં લઈ તો નહીં જતાં પણ જ્યારે પણ હવે સ્કૂલમાં વેકેશન પડે એટલે આપણું જે સમર વેકેશન કહેવાય જેને આપણે ઉનાળાનું વેકેશન એમાં હું મારો ભાઈ મારો મોટો ભાઈ અમે બધાં આમ હંમેશા એક લાઇક મગજમાં રહેતું કે હા હવે વેકેશન આવી ગયું છે એટલે પપ્પા અમે છે ને અમને અમે ત્રણેય જણને આમ પોતાનાં ગામ એટલે કે કચ્છ ત્યાં લઇ જતાં અને એમ મુસાફરી અમારી બહું યાદગાર રહેતી અમે ત્રણેય જણ સાથે હરતાં ફરતાં મસ્તી કરતાં ટ્રેનમાં મુસાફરી કરતાં અને એ વખતે ટ્રેનમાં મુસાફરી કરવાનું અલગ જ મજા હતી એમાં એમ ટ્રેનની ટિકિટ કાઢવાની એ અને એ ટિકિટમાં અમે લોકો પોતે મિન્સ ભાઈ બહેનો બધાં આમ બધાં એ નંબર શોધતા એવી રીતે અને રસ્તામાં બધું મમ્મી બધાં થેપલા બાંધીને લઇ લેતી દહીં લેતી દહીં થેપલા છુંદો એવું બધું ખાવાની અને પછી રસ્તામાં પછી મોટી મોટી નદીઓ આવે એમાં પછી પપ્પા કહે કે તમારે એક સિક્કો નાખવાનો હોય તો તમારી ઈચ્છા એટલે કે વિશ પૂરી થાય એ તો પછી એ અને વિન્ડો સીટ માટે તો અમે બહું જ ઝગડો કરતાં એકબીજા સાથે એટલે એટલે એ બધી નાનપણની મુસાફરીની યાદો તો ઘણી હતી આમ તો એમ અલગ જ મજા હતી